ગુડ આફ્ટરનૂન સર હું યશના પેરેન્ટ્સ બોલું મારે સાત દિવસ માટેની લીવ જોઈએ છે અમે એક ટુર માટે જઈ રહ્યા છીએ ફૅમિલી ટુર તો આઈ રેકવેસ્ટ ટુ મળી શકે છે

હા સર બટ છોકરો કવર કરી લેશે એને કીધું મને હા સ્યોર સ્યોર સ્યોર સ્યોર

તો કાલે સવારે સાત વાગે આવું તો સ્ટુડન્ટ્સ જોડે ઓકે સર થેન્ક યુ